આપણાં ભારત દેશમાં અધિક ભાષાઓ છે પણ બંધારણની અંદર બાવીસ ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંની ગુજરાતી હિન્દી તમિલ તેલુગુ મલયાલમ વગેરે જેવી ભાષાઓનો સમાવેશ થાય છે પણ વધારે વધારે પડતી ભાષાઓ હિન્દી બોલવામાં આવે છે અને આપણા આપણાં દેશમાં ત્યાંનાં રહેવાસી પ્રમાણે અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે પરંતુ વધારે પડતી હિન્દી બોલવામાં આવે છે અત્યારે હાલ ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે પણ ગુજરાતની અંદર પણ અલગ અલગ વિસ્તારની પ્રમાણે અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અલગ ભાષા સુરતમાં અલગ ભાષા સૌરાષ્ટ્રની અલગ ભાષા એમ અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે